ઘણા ટૂંક જ સમયમાં રક્ષાબંધન આવી રહી છે તે માટે હું વિચાર કરતો હતો કે મારી બહેન માટે એક કુર્તી લઉ કુર્તી લેવા માટે હું બજારમાં ગયો ત્યાં ચાર પાંચ દુકાનોમાં ફર્યો છેલ્લે એક દુકાનોમાં મને કુર્તી ગમી અને એ કુર્તી લેવા માટે હું બહેનની સાઇઝની સેમ કુર્તી કઢાવી અને ત્યાર બાદ એ સાઇઝની કુર્તી ગમી ગઈ અને કુર્તીની ફેશન જે ડિઝાઇન હતી એ પણ બહુ યુનિક હતી એ માટે હું એ કુર્તીને જોઈ ગયમી અને એ કુર્તી લીધી ત્યાર બાદ મેં ઘરે આવ્યો ઘરે આવીને ઘણા સમય સુધી વિચાર્યું કે બહેનને ગિફ્ટમાં ખાલી કુર્તી જ આપું તે માટે મેં વિચાર્યું કે કુર્તીના ઉપર લેગીસ પણ આપું અને લેગીસ લેવા માટે હું ઓનલાઈન એપ એમેઝોન ખોલ્યું અને તેમાં મેં ઓપ્શન સિલેક્ટ કર્યા જે કલર મને જોઈતો હતો એ કલરનો મેં ઓપ્શન જોયો ઓપ્શન જોયા બાદ મેં વિચાર કર્યો કે કઈ સાઇઝ લઉં તો બહેનને એક્સએલ સાઇઝ આવે છે માટે મેં એક્સએલ સાઇઝને લેવા માટે એ સિલેક્ટ કર્યો ઓપ્શન અને ત્યાર બાદ મેં વિચાર કર્યો કે જે ઓપ્શન સિલેક્ટ કર્યો છે મેં એમાં થોડું પ્રાઇઝ પણ જોઈ લઉં અને પ્રાઇઝ જોવા માટે મેં ઉપર ઘણા બધા ફિલ્ટરો હતા એ ફિલ્ટરોમાંથી મેં પ્રાઇઝનો ઓપ્શન જોયો મારા બજેટમાં જે પ્રાઇઝ આવતી હતી એ પ્રાઇઝનો મેં ઓપ્શન સિલેક્ટ કર્યો ત્યાર બાદ મેં ઘણી બધી કુર્તીઓ જોવા લાગી અને કુર્તીઓમાં કુર્તીઓ તો જોઈ જ સામે મને જરૂરી હતી લેગીસ તે લેગીસ પણ જોઈ અને એ લેગીસ ઘણી બધી હતી ઘણા કલરોની હતી મલ્ટી કલર હતા સિ સિંગલ કલર હતા જોતાં જોતાં જોતાં મેં સ્ક્રોલ કરતો ગયો મારી બજેટમાં આવતું હતું મેં જોતો ગયો જોતો ગયો ઘણી બધી સારી લેગીસો પણ હતી પણ મને જે મહેંદી કલરની લેગીસ જોઈતી હતી જે મારી બહેનની સેમ કુર્તી પર શુટ થતી હતી એ લેગીસ મને લાસ્ટમાં નીચે મળી અને એ માટે મેં વિચાર કર્યો કે હા હવે હું આ મંગાઈ લઉં એ મારા બજેટમાં બેસતી હતી અને બજેટમાં બેસતી હતી એ માટે મેં વિચાર કર્યો કે હા હવે હું આ લેગીસ મંગાઈ જ લઉં એ માટે હું એ ઓપ્શન સિલેક્ટ કર્યો મેં મારું સરનામું નાખ્યું સરનામું નાખ્યા બાદ પેમેન્ટ મેથડ મેં ઓનલાઈન કરી ઓનલાઈન કરી એક્સ સાઇઝ સિલેક્ટ કરી કલર સિલેક્ટ કર્યો બધું સિલેક્ટ કર્યું અને એમાં મને લાસ્ટમાં ઓપ્શન આવ્યો કે તમારા માટે બેસ્ટ ઓફર છે તમે જો અલગ અલગ રીતે પેમેન્ટ કરી શકો છો કેશ ઓન ડિલીવરી પેમેન્ટ ઓનલાઈન પેટીએમ બધા ઘણા બધા ઓપ્શન આવ્યા મેં એમાં ઓનલાઈન જે ઓપ્શન હતો તે સિલેક્ટ કર્યો એમાં મને દસ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું અને દસ ટકા ડિસ્કાઉન્ટમાં તો મેં લાસ્ટમાં ઓપ્શન સિલેક્ટ કર્યો અને થોડું વિચાર્યું હા દસ ટકા ડિસ્કાઉન્ટ હતું એટલા માટે મેં એ મંગાઈ લીધું અને અને નીચે બતાવતું હતું કે આફ્ટર સેવન ડેઝ તમારી કુર્તી આવી જશે ઓકે અને મેં જે વિચારતો હતો એ જ સેમ મારા બહેન માટે મને મહેંદી કલરની લેગીસ મળી ગઈ અને કલર મળી ગયા ને એ સેમ ટુ સેમ એ મને મળી ગઈ અને હું ખૂબ જ ખુશ હતો કે મને જે જોઈતું હતું એ મને મારી બહેન માટે મને મળી ગયું અને ખૂબ વિચાર્યા બાદ મેં બહેન માટે ગિફ્ટ લીધું